વાહન વ્યવહાર પદ્ધતિઓમાં સુધારો કરવા જેવી વસ્તુઓ તો બહુ ઘણી બધી છે પહેલાં જ વાત કરું તો અમારો નેશનલ હાઇવે નંબર અડતાલીસ જે મુંબઈથી લઈને ગાંધીનગર અમદાવાદ સુધી છે લાંબો તો બહુ છે પણ ત્યાં સુધીનું મને ખબર છે અને એ રસ્તા પર જો હમણાં જોવા જઈએ તો ચોમાસું ચાલી રહ્યું છે ચોમાસું ચાલતા દરમિયાન એટલું બધું પ્રોબ્લેમ છે ને કે એ રસ્તા પર એક્સિડેંટ જ એટલા બધા થાય છે ને અમારા એરિયામાં રોજને રોજ ન્યૂઝમાં જોઈએ આજ એક અહીં એક્સિડેંટ થયું બે માણસ મર્યા અહીં એક્સિડેંટ થયું એક માણસ મર્યુ ગયું ફૅમિલી મરી ગયું એટલા બધા એક્સિડેંટ થાય છે અમારે કોઈને બોમ્બે એરપોર્ટ પર મૂકવા જવાનું હોય એટલા બધા પ્રોબ્લેમ પડે એટલા બધા પ્રોબ્લેમ પડે કે ત્રણ ચાર કલાકનો રસ્તો હોય આઠ દસ કલાક નીકળી જાય આઠ દસ કલાક નીકળી જાય ને પછી પાછું રિટર્ન આવવાનું એટલે એમ કેમ કરીને બાર તેર કલાક તો નીકળી જાય એમને રસ્તા પહેલા તો એટલા સુધારવા જરૂરી છે ને કે બહુ પ્રોબ્લેમ પડે રસ્તાના લીધે અને ત્યારબાદ આવે રેલગાડી તો અમારે અહીં જે મધ્યમ દક્ષિણ ગુજરાતથી લઈને ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત પશ્ચિમ ગુજરાત બધુ ટોટલી માંડીને રેલવે અમારા મધ્યમાંથી જ જાય અમારે ટિકિટ લેવી હોય તો પહેલાં તો એટલી બધી ભીડ હોયને ઓનલાઇન સુવિધા તો અડધા દિવસ બંધ જ હોય જ્યાં પ્લેટફોર્મ પર જે ઓનલાઇન ટિકિટ લઈએ છીએ એ તો અડધા દિવસ બંધ જ હોય ને એ બધું ચાલુ કરાવો સર્વિસ આપો સારી માણસને માણસ પૈસા આપે છે અમે તો જનરલ ડબ્બામાં ટિકિટ લઈએ તો જનરલ ડબ્બામાં તો ઊભા રહેવાની પણ જગ્યા નહીં હોય પહેલાં તો પ્લેટફોર્મ પર ટ્રેનમાં ચડીએ કેવી રીતે તે પણ એટલું વિચારવું પડે ફૅમિલી સાથે તો ટ્રેનમાં જવાય જ નહીં રિઝર્વેશન માટે બે ત્રણ મહિના પહેલા રિઝર્વેશન કરવું પડે ટ્રેનો એટલી ઓછી છે ટ્રેનો વધારો ડબ્બા વધારો અને અમે તો રિઝર્વેશન કરાવ્યું તો પડે જનરલ જનરલ ટિકેટ લઈને પણ રિઝર્વેશનમાં બેસે છે માણસ લોકો એટલી બધાં પ્રોબ્લેમ પડતી છે રેલવેમાં તો એટલી બધી ભીડ છે એટલી બધી ભીડ છે કે ના પૂછો વાત આજે તો માણસને એટલી બધી પ્રોબ્લેમ પડતી છે એટલું બધું છે પ્રોબ્લેમ પર પ્રોબ્લેમ રેલગાડીમાં ને બીજી વાત કરીએ તો બસની બસમાં તો તમને વાત જ શું કરું નેશનલ હાઇવે નંબર અડતાલીસ જે છે એટલો ખરાબ છે કે બસમાં પ્રોબ્લેમ એટલી બધી આજે ગવર્નમેંટ બસને સર્વિસ નથી આપતા કે શું એ નથી ખબર પણ પ્રોબ્લેમ એટલી બધી પ્રોબ્લેમ પડતી છે ને કે ખાલી વલસાડથી સુરત લગી જવા માટે બે ત્રણ કલાકનો રસ્તો છે બે કલાકનો રસ્તો છે એના માટે ત્રણથી ચાર ચાર કલાક લાગે પાંચ કલાક લાગે ને ભીડ એટલી બધી ભીડ હોય કે બસો પણ ધીમે ધીમે જાય ને બસમાં એટલી બધી બારી તૂટેલી છે ને એ બધું રસ્તા ખરાબ છે એના લીધે એટલો બધો પ્રોબ્લેમ પડતો છે ને કે કોને કહીએ શું કરીએ એવું થાય છે ગુજરાત સરકાર ચોમાસું પતે રસ્તો બનાવેને પાછું ચોમાસું આવે એટલે રસ્તો એવો જ થઈ જાય કોઈ રાજકારણી આવવાના હોય તો રસ્તો સારો હોય બાકી પાછો એવો જ થઈ ને એટલો બધો પ્રોબ્લેમ છે મુસાફરીમાં તો એટલી મુશ્કેલીજનક વસ્તુઓ છે ને કે બસ પણ ઠેકાણા વગરની છે રેલવે પણ ઠેકાણા વગરની છે સુવિધા તો સારી આપે છે રેલવેમાં પણ ભીડ જ એટલી બધી હોય છે ને બીજી ટ્રેન મૂકવી જરૂરી છે ટાઈમ સેટ કરો ટ્રેન હવે માણસ ટ્રેન સેટ કરવામાં સવારની એક બસ હોય બપોરની એક બસ હોય અરે બે ત્રણ બસ મૂકો માણસો આવે ગામથી ગામમાં ફરવા માટે બસ જરૂરી છે એ મૂકો રિક્ષા ક્યારે આવે ક્યારે ભરાય બસ મૂકો ટાઈમ ટુ ટાઈમ બધું કરવા પહેલાં એટલું બધું માણસે વિચારીને સેટ કરવા પડે માણસનો ટાઈમ ટાઈમ વ્યર્થ થાય બધુ ગૂંચવાઇ જાય છે ને એક્સિડેંટ એટલા બધાં થાય છે હાઇવેના લીધે કે ન પૂછો વાત એટલી બધી પ્રોબ્લેમ પડતી છે ને કે રસ્તા બી એટલાં બધાં ખરાબ કે કોને કહેવાય ને શું કરીએ ને આ બધી પરિસ્થિતીમાં એવું વિચારીએ કે પોતાના વાહન લઈને જઈએ તો જલ્દી પહોંચાશે રસ્તા એટલા બધાં ખરાબ છે ને કે પોતાનું વાહન લઈ જઈને જો ગાડી ખાડામાં પડી એટલે ટાયર ખરાબ થઈ જાય વ્હીલ ખરાબ થઈ જાય મે મેકવિલ જે હોય તે બેન્ડ વળી જાય છે શું કરીએ એક્સિડેંટ બી એના લીધે એટલાં બધાં થાય છે પ્રોબ્લેમ જ એટલો બધો છે ને કે શું કરીએ મતલબમાં અમારા વિસ્તારમાં વાહન પદ્ધતિઓથી લઈને રેલવે ગાડીથી લઈને બસ સુવિધાથી લઈને મુસાફરીમાં એટલી બધી વસ્તુઓ ખરાબ છે ને કે બહુ એટલે બહુ જ ખરાબ છે પ્રોબ્લેમ જ પડે છે બહુ પ્રોબ્લેમ પડે હવે એના માટે હવે સોલ્યુસન લાવવું જરૂરી છે એ માટે કહેવું છે કે આવું બધું કરજો સરખું કરો થોડોક સમય ટાઈમ લો પણ સરખું કરો